અમારી વિસ્તારોની હોસ્પિટલોમાં એક્સરે અને બ્લડ સેમ્પલ જેવા સાધનો છે પરંતુ સિટી સ્કેન છે અને એમઆરઆઈનાં મોટા મોટા જે સાધનો છે એ અમારી અમારા વિસ્તારોની હોસ્પિટલોમાં ઉપલબ્ધ નથી જેના કારણે અમારે શહેરો સુધી જવું પડે છે અને શહેરો સુધી જતાં દર્દીઓને ઘણી તકલીફો પડે છે એટલી સુવિધાઓ અમારા પાસે નથી કે અમે તાત્કાલિક દર્દીઓને શહેરો સુધી મોટી મોટી હોસ્પિટલોમાં પહોંચાડીએ અને મોટી મોટી હોસ્પિટલોના શહેરોમાં ચાર્જિસ પણ ઘણા હોય છે જેથી અમે અફોર્ડ કરી શકતા નથી જેનાં કારણે અમને ઘણી બધી તકલીફો પડે છે અને શહેરોમાં જેમકે સિટીસ્કેન છે બ્લડપ્રેશર છે જેવા તમામ મશીનો ઉપલબ્ધીઓ છે પરંતુ એમના ચાર્જિસ ઘણા તેથી અમે એને અફોર્ડ કરી શકીએ એમ નથી